હા રમેશ ભાઈ હા હું ધાર્મિક બોલું છું હા તમને કેવાનું હતું તમે તમારા જે માણસ કાલે આવ્યા હતા એ બાટલો લગાવીને ગયા છે હા હા એ જ કે હજી પરમદિવસે તો લખાવ્યું ને કાલે તમે એને આપી બી ગયા તેના માટે તમને ધન્યવાદ કેવું હતું અન તમારા એ માણસનું પૂછવાનું રહી ગયું પણ એ સારો ભાઈ હતો એ અંદર સુધી લગાવીને ગયા હતા બાટલો હા હું શું કહું છું અને અમને ગમ્યું છે કે તમારું કામ તો મારા ભાઈને ત્યાં બી છે ને બાટલો લગાવવાનો છે ગેસનો તો એમને મેં તમારો નંબર આપ્યો છે તો જેવું અમારું સારી રીતના કામ કરી આપ્યું તું એમનું બી કરી આપજો

સારું